હા હું એ વાત માનું છે કે સ્ત્રીઓને નૃત્યનો શોખ હોય પરંતુ તેમને સમાજ કે ઘરથી મદદ નથી કરતા ઘણી વાર એવુ બનતું હોય છે કે ઘણા સુવર્ણ વર્ગની સ્ત્રીઓને નૃત્યનો વધારે શોખ હોય છે પરંતુ તેમના પરિવારજનો તેમજ તેમના સમાજવાળા તેમને નૃત્ય કરવા માટે પરવાનગી આપતા નથી કારણ કે તેમના સમાજ અને તેમના પરિવારને આ વાતથી કલંકિત કરશે અને પહેલાંના સમયની માન્યતા અને તેમની રૂઢિચુસ્તીના કારણે તે લોકોના મનમાં એવું હોય છે કે નૃત્ય કરતી સ્ત્રી એ નિમ્ન કક્ષાની હોય છે ને નૃત્ય કરવું કોઈની સામે પોતાના આવી રીતે અંગ પ્રદર્શન કરવા આ તે તો એ એક ખરાબ બાબત ગણવામાં આવે છે જેના કારણે ઘણા લોકો સ્ત્રીઓને નૃત્ય કે એક્ટિંગ લાઈનમાં તેમને આગળ મોકલતા નથી અને તેમની જે શોખ હોય છે તેમને સ્ત્રીઓએ મારી નાખવા પડે છે અને ઘણી વખત સ્ત્રીઓના ઘરમાં પાબંદી હોવાના કારણે તેઓ બહાર નથી જઈ શકતી ઘણી વાર તેમને કહેવામાં આવે છે કે લગ્ન બાદ તમે તમારા જે શોખ હોય એ પૂર્ણ કરો પરંતુ લગ્ન પછી પણ સ્ત્રીઓની ઘણી બધી એવી જવાબદારીઓ આવી જતી હોય છે જેના કારણે તે પોતાના શોખને પૂર્ણ કરી શકતી નથી અને ઘણી વાર એવી ફેમિલી પણ સારી મળતી હોય છે જેના કારણે એ લોકો કરી શકે તો આ સમસ્યાને આપણે નિરાકરણ લાવી શકીએ કારણ કે સ્ત્રી પણ એક એટલી જ હકદાર છે જેટલો પુરુષ એટલે તે પણ પોતાના મોજ શોખ અને જે એની અંદર રહેલા હુનર છે તે લોકો સામે પ્રદર્શિત કરી અને પોતાનો આત્મા નિર્ભર પોતાને બનાવે અને લોકો બીજી સ્ત્રીઓને પણ પ્રેરણા આપે પોતાના જે પણ અંદર રહેલા હુનરો છે તે લોકો સામે પ્રદર્શિત કરીને તો સમાજની જે રૂઢિચુસ્તતા અને જે માન્યતા છે તે તોડીને અને જો સ્ત્રીને આપણે આગળ લાવી અને કોશિશ કરીએ તો આપણે બીજા કોઈ જેમ કે બેટી બચાવો અને નારી સશક્તિ કેન્દ્ર જેવા જે આપણે અભિયાનો ચલાવીએ છીએ તેની જરૂર નહીં પડે અને સ્ત્રી એમ જ સશક્ત બનશે